હા સર જયહિન્દ સર મેં મેં એમ કહી રહ્યો છું કે મેં હોલીડે પર જવા માંગુ છું તો મને મારી બેનની મારી બેનની શાદી છે તો તો મને છુટ્ટી જોતી છે છે સર એક વીકની જેવી છુટ્ટી જોઈએ છે સર થાય તો તમે જરાક જોવો ને થા કરી આપો ને તો સારું સર કે સર એ હવે તમારી વાત સાચી છે પણ મારે ઘરના બેનના જ લગ્ન છે તે સર જાવા પડે તેવું જ છે એટલે તમે સાહેબ ફરજિયાત જોઉ તો ઓકે ઓકે થેન્કયૂ સર